મોબાઈલ એટલી સરસ ટેક્નોલોજી છે કે જેના થકી વિશ્વમાં ચાલતી દરેક હલચલ આપણે જાણી શકીએ છીએ અને એના જ કારણે આપણે આજે દસ જણ વચ્ચે દસ ટૉપિક સાથે વાતો કરીએ છીએ બધી વસ્તુ માટે અવેર થઈ શકીએ છીએ જાણે અત્યારે ચાંદીપુરા વાયરસ ચાલી રહ્યો છે તો એની જાણકારી આપણને મળી રહી છે એ બધું સોસલ મીડિયા ફેલાવે છે અને એ જ સોસલ મીડિયાના ક્યારેક કોઈક જગ્યાએ કાંઈ પણ અણબનાવ બની ગયો હોય એની પણ આપણને જાણકારી મળતી રહે છે અને એ ક્યારેક વધુ પડતી જાણકારીના કારણે પણ એ નકારાત્મક પરિણામ આપે છે દંગા ફસાદ થઈ શકે છે એટલે સોસિયલ મીડિયા જેટલું સારું છે એના એટલા જ નુકસાન છે આપણે કેવી રીતે વાપરવું છે એ આપણા હાથમાં છે